લોકડાઉને એક તો બહુ મોટી મહામારી જેવું થઈ ગયું હતું તે વખતે કોરોનાનો પણ બહુ બધો મોટો કેર હતો તો ત્યારે પણ લોકોમાં શરૂઆતના દિવસોમાં લોકોને ડર હતો કે શું કરશું શું નહીં પ પછી બધા વાંધો ના આવ્યો કે તે બધા તે સમયની સાથે ભળી ગયા હતા અને તે સમયે લોકો ક્યાંય ઘરની બાર નહોતા નીકળી શકતા ઘરમાં અન ઘરમાં રહેવાનું હતું તો ત્યારે લોકોએ મોબાઈલને લેપટોપનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો તો કેમ કે ત્યારે બધા સાવ નવરા હોય તો ત્યારે કંઈપણ પ્રકારનું કામ નહોતું તો ઘરમાં બેઠા બેઠા કરવું શું ખાલી એક જમવાનું બસને સુવાનું તો આખો દિવસ તમે કામ જ ન કર્યું હોય તો શરીરને કોઈપણ પ્રકારનો થાક ન લાગે થાક ન લાગે જેથી નિંદર ન આવે તો નિંદરનો આવે તો તેના માટે શું કરવું એટલે લોકો બધા ટીવીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો તો મોબાઈલનો લેપટોપનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો એ ત્યારે લોકો સવાર અને સાંજ મૂવી જોતાં હોય એક અથવા સોસિયલ મીડિયા ઉપર કન્ટીન્યુ રીલ્સ જોતાં હોય અને સ્ટોરીઓ મૂકતાં હોય મતલબ કે ત્યારે તો ટાઈમ પાસ જ કરવાનો હતો ગમે તેમ કરીને દિવસ પસાર કરવાનો કે ઘરની બારે તો નીકળી ન શકાય તો ત્યારે ઘણા બધા લોકો કન્ટીન્યુ મોબાઈલના અને મોબાઈલમાં પડ્યા રહેવાને કારણે માનસિક તણાવમાં આવી જતાં કેમ કે કંટ સ અ કન્ટીન્યુ મોબાઈલ જોયા રાખીએ કે જેથી આપણી આંખોને પણ નુકસાન થાય ને આપણા મગજને પણ નુકસાન થાય તો આવું કરવાથી લોકોના માનસિક સંતુલન બગડી ગયા હતા કે તેઓનો સ્વભાવ ચીડચિડીયો થઈ ગયો હતો તેને કોઈ બોલાવે તો ગમે નહીં તેને એકલા રહેવું ગમવા લાગ્યું હતું કે તઓ પોતાના અલગ રૂમમાં જ રહેતા હોય કન્ટીન્યુ મોબાઈલ જોયા રાખે મૂવી જોયા રાખતા હોય તો કોઈની સાથે વાતચીત ન કરે એટલે તેનાથી ઘણો બધો લોકડાઉનના લીધે નુકસાન પણ થયું હતું અને ત્યાર સમયે લોકડાઉન સમયે બાળકોને અભ્યાસક્રમમાં અને બહુ બધી તકલીફો આવી હતી કેમ કે શાળાએ જવાનું નહીં તો અભ્યાસક્રમ સારી રીતે થઈ નો શકે તો તેના માટે આ ભારત સરકારે બહુ સારું એવું નિર્ણય લીધો તો કે ઓનલાઈન એજ્યુકેસન કર્યું હતું કે જેથી તમે ઘરે બેઠા ભણી શકો કે જ્યારે તમારી આગળ ફોન કે લેપટોપ હોય છે તો ત્યારે તમે ઈન્ટરનેટનો સદ ઉપયોગ કરીને પણ તમે ઘણા આગળ વધી શકો છો તે પણ શીખવાડ્યું કે ઈન્ટરનેટનો તમે સદ ઉપયોગ કરો તો તમે ક્યાં સુધી પહોંચી શકો છો ને તમારા કામ કેટલા સરળ થઈ શકે એના માટે અત્યારે આપણે ઓનલાઈન બધી અલગ અલગ એપ્લિકેસનોમાં ભણવા ભણાવવામાં આવતું હતું ત્યારે ઘણા બધા લોકો ક્લાસ પોતાનો ચાલુ હોય સર અથવા મેડમ ભણાવતા હોય તો ત્યારે તેઓ સાઇડમાં બીજા કામ પણ કરતાં હતા અથવા ગેમ રમતા હોય લેકચર ચાલુ રાખીને તેરેથી તેનો નુકસાન પણ છે અને તેનો ફાયદો પણ છે કે જે ભણવા વાળા હોય છે તો તેને સારી સુવિધા પણ તે આ સમયે મળી ગઈ હતી કે જેથી તેઓને કોઈપણ અભ્યાસક્રમમાં તકલીફ ન પડે કે લોકડાઉનના લીધે તેઓ ઘરમાં અને ઘરમાં હતા તો તેનો અભ્યાસક્રમ ઊભો રહી જાય કે જેથી તેને ભણતરમાં નુકસાન થાય તેવું નહોતું થતું પણ ઘણા લોકો જેને ભણવું જ નહોતું તે લોકો મોબાઈલ અને લેપટોપમાં મૂવી જોતાં ગેમ રમતા એ રીતે ટાઈમ પાસ પણ કરતાં હતા અને ઘણા લોકો એવા પણ હતા કે ભાઈ ઓનલાઈન શું ભણવું હોય એની અંદર કંઈ એટલું જાણવા ન મળે ને એવું બધું કહીને આમાં સરખું સમઝાય નહીં તેઓને ભણવું જ નહોતું તેથી તેથી તેઓ કંઈકને કંઈક એવા બાના બનાવી અને લેકચર ન ભરે અને જેથી એનો તો એમનો અભ્યાસક્રમ પણ નો બને અને તેના લીધે ને જે નોકરીઓ કરતાં હતા ઈજનેરી સંસ્થામાં કે ભાઈ આઇટી ફિલ્ડમાં જે લોકો નોકરી કરતાં હતા તો તેઓ કંપનીએ જઈ નહોતા શકતા તો તેને માટે એક ફાયદો થયો હતો કેમ કે મોબાઈલમાંને લેપટોપમાંથી વર્ક શરૂ કરવામાં આવ્યા કે જેથી તેઓ ઘરે બેઠા પોતાનું કામ કરી શકતા હતા ને પોતે પૈસા પણ કમાઈ શકતા હતા કે જેથી તેનું ઘર પણ આસાનીથી ચાલતું હતું અને તેમાં ફાયદો એ થયો કે તેઓ ઘરે બેઠા બેઠા આરામથી તેને જે રીતે ફાવે તે પ્રમાણે વર્ક કરી શકતા હતા તેને આ ટ્રાવેલિંગ ખર્ચો તેને બચતો હતો કે જેથી ખોટો ખર્ચ જે લાગતો હતો કે આઈથી કંપનીએ જવા માટેનો ટાઈમ લાગે પંદરથી વીસ મિનિટ ટાઈમ લાગે પછી તે સિવાય પેટ્રોલનો ખર્ચો લાગે તેના માટે એની પાસે વાહન જોતું તો તેને આ કંઈ સુવિધાની જરૂર નહોતી પડતી કેમ કે ઘરની બહારજ નહોતું નીકળવાનું તેથી પેટ્રોલનો પણ બચાવ થતો હતો સમયનો પણ બચાવ થતો હતો અને તે ઘર બેઠા આસાનીથી વર્ક કરી શકતા હતા કે ઘણા લોકો સેટીએ આરામથી બેઠા બેઠા તો વર્ક પોતાની રીતે કરી શકતા હતા એ તેને પૂરતી સુખ સુવિધાઓ મળી રહેતી હતી કે જે આપણે કંપનીએ જતાં હોય તો ત્યાં આપણે ચેર પર જ બેસીને વર્ક કરવું પડે અને કન્ટીન્યુ ચેર પર જ બેઠેલું રહેવું પડે ત્યાં તમે થોડીક વાર માટે પણ સેટી પર કે બેડ પર લાંબા ન થઈ શકતા પણ વર્ક ફ્રોમ હોમમાં ઘર બેઠા ઘણા બધા ફાયદાઓ જોવા મળ્યા હતા તો તે રીતે લોકડાઉનમાં ઘણા બધા લોકોએ ફાયદો પણ ઉઠાવેલો છે અને ઘણા લોકોને નુકસાની પણ ગયેલી છે જો આપણે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીએને તો આપળા માટે બહુ બધું લાભદાયક નિવડે કે જેથી તમે ખૂબ આગળ પ્રગતિ પણ કરી શકો ને તમારે એટલું કંઈ ખર્ચો પણ નો થાય કે જે રીતે આ લોકડાઉનમાં આપણે પેટ્રોલનો અને સમયનો બચાવ થતો હતો તો તે રીતે જ્યારે આપણે કંપનીએ જવાનું થાય તો ત્યારે તેટલા ખર્ચા પણ સાથે થતાં હોય છે તો તે રીતે આપણે આ કે ટેકનોલોજીના કઈ રીતે સદુપયોગ કરવો તે આપળા ઉપર નિર્ભર કરે છે તો આપણે હંમેશા સદુપયોગ કરવો જોઈએ ક્યારેય એ ટેકનોલોજીનો ખરાબ રીતે ઉપયોગ ન કરવો જોએ અને જે પણ આપણુ કામ હોય તો તે કામ પણ આપણુ કરી અને ત્યાર પછી તેનો દુરુપયોગ પણ ન થાય તેની પણ ખાસ કાળજી રાખવી જોઈએ